બાગ એક એવી જગ્યા છે કે જ્યાંથી આપણો બધો થાક દૂર થઈ જાય છે ત્યાં જતાં જ એક નવી એનર્જી આવી જાય છે જેમાં અલગ અલગ જાતનાં આપણે ફૂલ છોડ ઘરમાં કામ લાગતાં નાના મોટાં શાક છે બીજી જે વસ્તુઓ છે આપણે ઉગાડીને તેનું ઉછેર કરીને ખુશી આપણને લાગે છે જેમ કે આપણે ઘરમાં સવારમાં ઉઠતાં ભેગી જ લીલી ચા જોઈએ ચામાં ચા એ લીલી ચા નાખીએ તો એ ચા પીવાની મજા આવે છે તુલસી નાખીને પણ ચા પીએ છે તો મજા આવે છે આજકાલ તો ચામાં બી અલગ અલગ ફ્લેવર મળવા લાગ્યાં છે તેમાં જાસૂદનું ફ્લેવર મળે છે તે બી સારું લાગે છે પછી ભગવાનને આપણે ફૂલ જે સવારમાં અર્પણ કરીએ તે ઘરનાં ઉછરેલાં ફૂલ હોય તો એ આપણને એક અલગ જ આપણને એનર્જી આપે છે કે આપણા ખુદના ગાર્ડનમાં બાગમાં થયેલાં છે આપણે જેને ઉછેરીને મોટા કરેલાં છે તે રીતે જ શાકભાજી પણ જો આપણે જાતે ઉગાડેલા છે તે આપણને આમ એક જાતનો અલગ જ એનર્જી પોઝિટિવિટી એનર્જી આપણામાં આવી જાય છે કે ના મેં ઉગાડેલું છે અને તે ખાવામાં કોઈને આપણાં ઘરે આવે તેને આપવામાં ગિફ્ટ કરવામાં બહુ મજા આવે છે એમ એક જાતની ખુશી અનુભવાય છે લીલી ચા છે પછી ફૂલો છે ભગવાનને જે આપણે પૂજા કરવા માટે અર્પણ કરીએ છીએ તુલસીના છોડ છે જેની માંજર થાય છે તેમાંથી બીજા છોડ પણ થાય છે તો આપણને નવાં નવાં જે કૂંપણો ફૂટે છે તેમાંથી તે બી ખૂબ ખુશી આપણને આપે છે અંદરથી પછી દૂર્વા આપણે જે ગણપતિને અર્પણ કરીએ છીએ તે બી ઘરની બહાર જે વાડામાં ઘાસ થાય છે તેમાંથી જ તોડીને અર્પણ કરીએ છીએ તો એક અલગ પોઝિટિવિટી આવી જાય છે આપણામાં જેને આપણે ખૂબ જ આમ અનુભવ આપણો અલગ એક થઈ જાય છે